મારી મનપસંદ ગેમ ક્રિકેટ છે હું જ્યારે નાનો હતો ત્યારે ત્યારથી ક્રિકેટ રમતો આયો છું અને જ્યારે હું કોલેજમાં આવ્યો ત્યારે અમારી કોલેજમાં એક ઇવેંટ બી હતી જ્યારે એ ક્રિકેટ લેવલે હું સિલેક્ટ બી થયો હતો અને મારી મારી ટીમમાં દસ જણા હતા તો જ્યારે હું ક્રિકેટ રમવા ગયો ત્યારે મેં ખૂબ જ રન મેળવ્યા હતા ને એ રન મેળવવાથી હું મારી કોલેજમાં સિલેક્ટ થયો અને આગળ આગળ હું યુનિવર્સિટી લેવલે સિલેક્ટ થયો અને યુનિવર્સિટી લેવલે જ્યારે સિલેક્ટ થયો ત્યારે ગુડ બેટ્સમેન નામનો બી મેડલ મળ્યો અને એનાથી આગળ સ્ટેટ લેવલે હું સિલેક્ટ થયો અને સ્ટેટ લેવલે હું ક્રિકેટ રમવા ગયો ત્યારે એ ગેમ ખૂબ જ અદ્ભૂત હતી અને અમારી ટીમમાં દસ જણા હતા અને એ ખૂબ જ ક્રિકેટ રમવાને ખૂબ જ અમને તે દિવસે મજા આવી હતી કારણ કે એ દિવસ લાઈફટાઈમ યાદ રહેશે કારણ કે જે અમારે ટીમ્સ પ્લેયર હતા એ ખૂબ જ વધારે રમી શક્યા અને જ્યારે અમે ક્રિકેટ જ્યારે અમે સ્કોર બનાવ્યો હતો હન્ડ્રેડ ઉપર ત્યારે અને સામેની ટીમને જ્યારે સ્કોર બનાવવાનો આવ્યો ત્યારે તે લોકો બનાવી શક્યા પરંતુ ત્યાં ત્યારે ટાઈ પડી અને અમે તે લોકો અમે જીતી ગયા જે ત્યારે ક્રિકેટ રમવાની ખૂબ જ મજા આવી અને તે અમે ખૂબ જ ઇન્જોય કરી કારણ કે ત્યારે અમે પહેલી વાર જીત્યા હતા અને અમને મેડલ બી મળ્યો હતો અને એ અને અમારા સર સર અમારા સર અને ફેકલ્ટી મેમ્બરો ઘણા પ્રાઉડફૂલ પ્રાઉડ ફિલ કરી શક્યા હતા અને તે ગેમ રમવાની ખૂબ જ અમને મજા આવી અને તે દિવસ અમારા માટે યાદગાર રહી ગયો